હા એવું તો ઘણીવાર બન્યું છે મને ફરવા જવાનો બહુ જ શોખ છે હું ઘણી વાર ફરવા જાઉં ત્યારે મારે ઘણી જગ્યા પર એવું થયું છે કે મારે એ અનુવાદ કરવું પડે છે એ ઘણી જગ્યાએ એ આપણાં ગુજરાત બહાર જઈએ તો ત્યાં ગુજરાતી તો ચાલતું જ નથી ત્યાં હિન્દી ઇંગ્લિશ તેવી જ લેંગ્વેજ હોય છે તો મારે એ અનુવાદ કરવાનું થઈ થાય કે કોઈ સાથે વાત કરવાની થાય તો સામે કોઈ એ તો લેંગ્વેજ ન સમજતું હોય તો મારે ઘણીવાર તેવું બને છે અનુવાદ કરવું પડે છે એ એટલા માટે હું એકવાર બાર બે હજાર બાવીસમાં જુલાઇ મહિનામાં ફરવા ગયેલી બેંકોક ત્યાં મારે ફેમેલીમાં ગયેલી પરિવાર સાથે તો હું ઘણા દિવસ ત્યાં રહેલી એ ત્યાં મારે ઘણી વખત ત્યાંના લોકો ઑ હિન્દી એ પણ નથી સમજતા અને ઇંગ્લિશ પણ નથી સમજતા તો ગુજરાતી તો ક્યાંથી સમજતા હશે એટલા માટે મારે ઘણી વાર અનુવાદ કરવો પડે અનુવાદ કરવું પડતું હતું એ તે લોકો સામે વાત કરવા માટે તે લોકો સમઝે નહીં એટલા માટે પહેલાં વાત સાંભળવી પડતી અને પછી એ મારે એ અનુવાદ કરવો હોય તેના જવાબમાં તો મારે ગૂગલ કરવું પડતું ત્યારે જ અનુવાદ સામે સામે વાત થઈ શકતી હતી ઇ જ્યારે આપણે બહાર ફરવા જઈએ ત્યારે ઘણી જગ્યાએ તેવું થઈ જાય છે કે એ એ ભાષાનો પ્રોબલમ આવી શકે છે જ્યારે કોઈ સાથે વાત કરવી હોય સામેવાળો વ્યક્તિ ન સમજતો હોય ત્યારે આપળે અનુવાદની ઘણી જગ્યાએ જરૂર પળે છે એ હું ઘણા દિવસ બેંકોક રહેલી પંદર દિવસ ત્યારે આવી જ રીતના મારે એ બધી જગ્યાએ એ લેંગેવેજનો પ્રોબલમ તો આવે જ છે ત્યારે એ એ અનુવાદ થી જ મારી વાતચીત થાતી એજ તે એના સિવાય તો આપણે કંઇપણ કરી શકતા નથી ત્યાંના લોકો આપણી ભાષા સમજી શકતા નથી એટલા માટે અનુવાદ મારે કરવો જરૂરી છે અને મને ઘણો ટ્રાવેલિંગનો શોક છે એટલે બઉ જગ્યાએ જઈએ છીએ ગુજરાત બહાર જઈએ ત્યારે એ ગુજરાતી ઇ લેંગેવેજ તો ક્યાંય બોલાતી જ નથી એટલા માટે એ એ મારે એ અનુવાદની જરૂર પડે જ છે એવી ઘણી જગ્યાએ હિન્દી ચાલે છે અને ઇંગ્લિશ પણ ચાલે છે અને અ બહારની કન્ટ્રીમાં તો ઇંગ્લિશ જ ચાલે છે અને ત્યારે આ અનુવાદની જરૂર પડે છે